હલો ખોડિયાર પ્રોવિઝન સ્ટોલ હું તમારી શું મદદ કરી સકું આ લખાવો ને

ઘઉનો લોટ કયો જોઈએ તમારો હા આર્શિવાદનો પણ છે અને છૂટો જે આવે છે ઇ પણ છે આર્શિવાદમાં પેકિંગમાં પાંચસો રૂપિયાનો પાંચ કિલો અત્યારે અવેલેબલ છે છૂટકમાં હમણાં ઉપલબ્ધ નથી તો કેવી રીતે જોઈએ છે બોલો હ ને બીજું ખાંડમાં કંપનીની પણ છે અને છૂટક જે આવે છે એ પણ છે તમારે કઈ જોઈએ છે મધુર કંપનીની પચાસની કિલો છે હા જોઈ દઇશ ને કેટલી જોઈએ છે પાંચ કિલો હા ને બીજું ચોખા ચોખા કટલા જોઈએ છે ક્યાં ચોખા જોઈએ છે બાસમતી દસ કિલો કોઈ બ્રાન્ડ કે એમ જ વાંધોનઈ બીજું કાઇ હા અત્યારે એમ તો ચાલુ છે પણ અત્યારે જે ભાયણ કામ કરવા આવે છે ઇ છે નઇ તો બપોર પછી આવસે તો સાંજ સુધીમાં તમને તમારો ઓડર મળી જાસે અને હા પેમેન્ટ તમે રોકડા પણ દઈ સકો છો ને ઓનલાઈન પણ કરી સકો છો હા તો રોકડા અત્યારે એલે અત્યારે આવીને દેસો કે સાંજે જ્યારે ડિલિવરી તમને પોંચે ત્યારે હા વાંધોનઈ થેન્ક યૂ બીજું કાઇ થેન્ક યૂ